જો આપણે પહેલાંના જમાનાની વાત કરીએ તો પહેલાં શિક્ષણનું એટલું મહત્ત્વ પણ નહોતું અને છોકરીઓને ભણવાની વાત તો દૂર પણ ક્યાંય ઘરની બહાર પણ નહોતા મોકલતા એટલે શિક્ષણ કહેવા જઇએ તો એ જમાનામાં વધારે નહોતું અને એટલું અગત્ય પણ નહોતું ગણાતું પરંતુ જો આપણે વધતા જતાં આજના સમયની વાત કરીએ તો દિવસે દિવસે આપણને ખબર જ છે કે શિક્ષણનું મહત્ત્વ કેટલું વધતું જાય છે અને તેમજ અત્યારે તો મફત શિક્ષણ અને ફરજિયાત શિક્ષણ એવા નારા પણ લગાવવામાં આવે છે છોકરીઓ માટે સરકારે મફત કન્યા શિક્ષણની પણ વ્યવસ્થા કરી છે જેથી બાળાઓ ઘરની ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તો પણ તેઓ શિક્ષણ મેળવી શકે હું હંમેશા એ જ ઇચ્છીશ કે મારી બહેન જ નહીં પરંતુ દરેક છોકરી એટલું તો અવશ્ય ભણે કે તેને બીજા પર નિર્ભર ના રહેવું પડે અને સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવી શકે જ્યારે મેં ભણવાનું ચાલું કર્યું ત્યારે મને મારા માતા પિતાએ મારો પૂરો સાથ આપ્યો છે અને જ્યાં જ્યાં મને અગવડતા પડી છે ત્યાં તેઓ હંમેશા મારી સાથે પણ ઉભા રહ્યાં છે